અમદાવાદ જિલ્લામાં સ્વાસ્થ્યને કાળજી રીતે ઘણી બધી સુવિધાઓ ઘણી બધી હૉસ્પિટલો છે જેમાં મોટાભાગની સરકારી હૉસ્પિટલો અને પ્રાઇવેટ હોસ્પિટલો પણ છે જેમાં અ ખૂબ જ સારી સુવિધાઓ આપવામાં આવતી હોય છે અમદાવાદ જિલ્લામાં અમદાવાદ શહેરની અંદર સિવિલ હૉસ્પિટલ જે અ ખૂબ જ મોટી હૉસ્પિટલ છે અને એશિયા ખંડની સૌથી મોટી હૉસ્પિટલમાં એનું નામ પ્રથમ અ નંબરે આવે છે જેમાં મફત નિદાન અને મફત સારવાર એમાં આપવામાં આવતી હોય છે જેમાં મુખ્યત્ત્વે કૅન્સરનાં મોટાભાગનાં વિશ્વભરનાં દર્દીઓ ભારતની બહારથી પણ ઘણાં બધા દર્દીઓ અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં પોતાની અ કૅન્સરની ટ્રીટમેન્ટ માટે આવતાં હોય છે અને ખૂબ સારી અને સંતોષજનક ટ્રીટમેન્ટ ત્યાં અ લઈ અને અ દર્દી સાજો પણ થતો હોય છે આ એક ખૂબ અ એક મોટી ઉપલબ્ધિ છે ગુજરાત માટે ભારત માટે અને ખાસ અમદાવાદ માટે કે અમદાવાદની અંદર સિવિલ જેવી હૉસ્પિટલ છે અત્યારે હાલ કૅન્સરની સાથે સાથે ટી બી અને સૌથી મોટી બાબત તો અ હૃદયરોગ જે અ હૃદય માટેની જે સ્પેશિયાલિસ્ટ હૉસ્પિટલ બનાવી છે એમાં મોટાભાગના દર્દીઓ ખૂબ જ સરળ રીતે ત્યાં ટ્રીટમેન્ટ પોતાની અ કરાવે છે અને એકદમ સાજા થઈને ઘરે જતાં હોય છે અને મુખ્ય ખાસિયત એ છે કે ત્યાં આગળ અ ત્યાં હૉસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડની પણ કામગીરી અ પેશન્ટને કરી આપવામાં આવતી હોય છે કે હાર્ટની જે સર્જરી હોય છે જે લોકો પાસે આયુષ્યમાન કાર્ડ હોય છે એ લોકોને ફ્રીમાં એ સર્જરી કરી આપવામાં આવતી હોય છે પરંતુ જે લોકો પાસે આયુષ્યમાન કાર્ડ નથી હોતા એ લોકોને પૂરતાં ડૉક્યુમેન્ટની સાથે એ લોકોને હૉસ્પિટલમાં જ આયુષ્યમાન કાર્ડની પણ સુવિધા આપવામાં આવે છે જે બહુ સારી અને સરાહનીય કામગીરી કહેવાય છે